હા જુનાગઢ પોલીસ સ્ટેશનમાંથી બોલું છું ગાંધીગ્રામમાં જે પોલીસના ચોરી થઈ છે એમાં તમારા ઉપર એક શંકા છે એ જે ચોરી થઈ છે એમાં ઘરના દરવાજા ઉપર અને બીજી જગ્યાએ અમુક ફર્નિચરમાં તમારા ફિંગર પ્રિન્ટસ મળેલા છે એટલે એ ઘર સાથે તમારો શું સંબંધ છે ના એકચ્યુલી ફિંગર પ્રિન્ટમાં તમારા હાથની ફિંગર પ્રિન્ટ મેચ થાય છે ના અમે પ્રૂફ નથી કહેતા અમે લોકો સસ્પેક્ટ કરીએ છીએ અત્યારે તો તમારે એવું હશે તો પોલીસ સ્ટેશને આવવું પડશે એક વખત પોલીસ સ્ટેશને એક વખત તમારે આવવું પડશે કારણ કે તમે સસ્પેક્ટ અ સસ્પીશનમાં છો બરાબર છે એવું નથી કે તમે ગુનેગાર છો પણ અત્યારે પોલીસને એવી શંકા છે કે આમાં એક ગુનેગાર તમે પણ હોઈ શકો છો નહીં તો તમારે એક વખત ખાલી હાજરી આપવા આવવું પડશે અધરવાઇસ તમારા નામનું વોરન્ટ ઇસ્યૂ કરવું પડશે પ્રૂફ છે ને અમારી પાસે તો ઠીક છે તમારે કોઓપરેટ ના કરવું હોય તો પછી એવી રીતે હોય તો અમે વોરન્ટ કાઢીએ છીએ ઠીક છે તો તમે યાદ રાખજો મારું નામ છે પ્રતીક અને આવી રીતે હું તમને ફોન કરું છું અત્યારે તમે ઇન્ક્વાયરીમાં કોઓપરેટ નથી કરતાં તો એવું લાગશે તો પછી મારે આગળની જે કંઈ બી કાર્યવાહી જે છે એ કરવી પડશે ઠીક છે ઠીક છે ઠીક છે ઠીક છે વાંધો નહીં